અમારા વિસ્તારમાં ક્રિકેટ કબ્બડી ખોખો મ્યૂઝિકલ ચેર ટેબલ ટેનિસ ટેનિસ ફૂટબોલ આ બધી રમતો રમાય છે ને બીજી રમતમાં ખોખો એ રમત છે જે અલગ છે જે રમાય છે અમારા વિસ્તારમાં